હું છેલ્લા ત્રણ વર્ષથી શેર માર્કેટ સાથે સંકળાયેલો છું સંકળાયેલો એટલે કે હું મારી સેવિંગ બેંકમાં રાખવાના બદલે હું શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું વધારે પ્ર વધારે રાખું છું જેથી મારી સેવિંગ બી ઉત્તરોત્તર વધતી રહે અને મને નવી નવી કંપનીઓ નવા નવા સમાચાર મને જાણવા મળે છે શેર બજાર ની ચડ ઉતર અને હાલનાં બજાર વિષે હું એવું જ માનું છું કે ભારત આખા વિશ્વમાં સૌથી વધારે ઝડપથી આગળ વધી રહ્યો છે આપણે સૌએ ભારતને સક્ષમ બનાવવા માટે આપણું શેરબજાર મજબૂત કરવું પડશે એટલે બધાએ આપણે બધાએ રોકાણ કરવાનું ચાલું કરી દેવું જોઈએ હાલમાં બે હજાર ઓગણીસ ડિજિટલ યુગમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે સ્ટોક બાય કરવા કાં તો વેચવા હોય તો પહેલાં તો આપણે દુક ઓફિસમાં જવુ પડે રિક્વેસ્ટ કરવી પડે આપણને ત્યારે મળતા હતા હવે એક જ મોબાઈલ એપ પર જ આપણને શેરબજારનાં રોકાણ કરવા મળે છે તેમાં બી સૌથી સારું છે કે આજે જ વેચો અને આજે જ બેંકમાં તમારા ખાતામાં પૈસા જમા થઈ જાય તેવી સુવિધા હાલની સિક્યુરિટી એક્સચેન્જ બોડ લાવી રહી છે આજનો ડિજિટલ યુગ આપણે તો શું કહેવાય કે આપણે તો સક્ષમ છીએ પણ બીજાને બી સક્ષમ બનાવીએ અને કોઈ છેતરપિંડી ન થાય એનું બી ધ્યાન રાખીએ કારણકે આ ડિજિટલ યુગમાં છેતરપિંડી ડિજિટલ રીતે બી થઈ શકે છે હાલમાં કેટલાંક લોકો ફ્રોડ એટલે કે ખોટા ખોટી રોકાણકારોને લાલચ આપીને ખાસ્સા બધા પૈસા બી ઝુંટવી લે છે જેથી શેર બજાર લોકોને એવું લાગે છે આ તો જુગારનું જ કામ છે હકીકતમાં એ વસ્તુ સદંતર ખોટી છે આપણને સાચી જાણકારી હોય તો આ જુગાર નથી